ઓકે

ઓકે ઓકે ઓકે તો આપણે પહેલાં ઝરવાણી જઈ શકીએ ત્યાંથી પછી સ્ટેચ્યુ જઈ શકીએ અને તે અંદાજે બે હજાર થય ગયા આપણે બધું આવી જાય તેમાં હા ત્યાં છે સ્ટેચ્યુમાં છે ત્યાં વ્યવસ્થા હોટેલ છે હા બધું વ્યવસ્થા છે ત્યાં હા ત્યાં હોટેલ ને બધી સારી છે નહીં ઓનલાઇન કરી શકીએ ને આપણે ઓનલાઇન કરી શકીએ ને પેમેન્ટ ઓકે હા ત્યાં જ હા હા જઈ ઝરવાણી સુધી છે હા વોટરફ્લો ને છે બધું ત્યાં હા રાખવાની જગ્યા છે ગાડી કે આ જોવાનું સારું છે કે વોટરફોલ ને બધું હા હમણાં સારું જ હશે બધું ચોમાસું છે ગયો એટલે હા હા હા નહીં નહીં નહીં વેકેસન નથી ને એટલે એટલી બધી ભીડ નથી હોતી ત્યાં હા હા ઇઝીલી મળી જશે આપણને ઓકે હા હા હા હા દસ વાગ્યે મળી જશે સાંજના હા હા હા મળી જશે હા હા થઈ જશે હા થઈ જશે હા